સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષા વચ્ચે ઘણી સમાનતાઓ છે સંસ્કૃત એ ગુજરાતીની મુખ્ય ભાષા છે અને તેણે ગુજરાતી ભાષાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે ગુજરાતી ભાષામાં સંસ્કૃત પરથી લીધેલા શબ્દોનું પ્રમાણ ખૂબ જ વધારે છે અંગ્રેજી ભાષાનો પ્રભાવ ગુજરાતી ભાષા પર પણ જોવા મળે છે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ખૂબ જ વધારે છે ખાસ કરીને યુવાનો અને શિક્ષિત વર્ગમાં ગુજરાતી ભાષા પર સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે સંસ્કૃત ભાષા એ આપણી પ્રાચીન ભાષા છે ગુજરાતી ભાષામાં સંસ્કૃત કરવું એ સરળ હોય છે ગુજરાતી ભાષા અને સંસ્કૃત ભાષા અરબીની મિશ્ર ભાષા છે ગુજરાતી ભાષામાં સંસ્કૃત અને અરબી ભાષાના શબ્દોનો ઉપયોગ ખૂબ જ વધારે જોવા મળે છે ગુજરાતી ભાષાના લિપિ તથા ઉચ્ચારણ પણ સંસ્કૃત અને અરબી ભાષાની લિપિ છે ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષા અને અંગ્રેજી ભાષા ત્રણે ભાષાનો ખૂબ પ્રભાવ જોવા મળે છે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને યુવાનો અને શિક્ષિત વર્ગોમાં ગુજરાતી ભાષા શબ્દો ઉપયોગ કરી રહ્યા છે